હલો હા વિમલ સેરેમતીમાં બોલું છું કેમ ફોન તમે ક્યાં કર્યો જ છે અમને તમે દુકાનના નંબર પર નહીં કર્યો હોય નળ ફીટ કરવાનું અબી તો અમે નવરાશમાં નથી મારા ભત્રીજાની બાબરી છે એટલે બધા કામમાં વ્યસ્ત છે એટલે હાલ તો થઈ શકે એવું છે જ નહીં એટલે બહેન કહેતાં જ ના હોં હા તો હું કોઈને મોકલું ખરા પણ તમે એક કામ કરો કે પહેલાં અહીંયા આવો તમારે કયા નળ નાખવાના છે એ પસંદ કરો અમારા ત્યાં પોલો સીરા બધા જ કંપનીના નળ છે આવીને તમે એક વખત જોઈ જાઓ કે પાઈપો કઈ ફીટ કરવાની છે બધું નક્કી કરીને જાઓ તો પછી અમે આવીએ ને ફીટ કરવા માટે

હા હા એટલે શું છે દુકાન બંધ રહેતી હતી અન અમે કોઈ હોતા નહોતા એટલે કદાચ તમારો ફોન લાગતો નહીં હોય જુઓ બહેન પંદર દિવસ સુધી તો નવરાશ નથી એટલે પંદર દિવસ પછી જ આવી શકીશું એવું હં હં હા તો એક કામ કરું આમ તો બહુ બધું કામ છે પણ ચાલો હેડો તમે અમારા પહેલાંનાં જ છો તો અમે આવી જઈશું કરવા માટે એક કામ કરીશ હું હર્ષદભાઈ ને કે કોઈકને મોકલી દઇશ એ બધા નળે ફીટ કરી દેશે પાઇપોય લગાવી દેશે અને પછી મોટરનું ને કામ છે ને એ બી સાથે સાથે અંદર કરી દેશે હા ઝડપી તો હું શું કહું છું કે તમે બે દિવસ પછી આવો નળ નળ ને બધું પસંદ કરીને જાઓ પછી એના ચાર દિવસ પછી હું કોઈકને મોકલું એ રહ્યા આવી જશે બધું ફીટ બીટ કરી દેશે બધું પ્લમ્બિંગનું કામ કરી જશે બરાબર અને પૈસાની વાત તો તમે હર્ષદભાઈ જોડે જ કરી દેજો હોં ને એ હા તો તો કંઈ વાંધો નહીં તો તમે આવજો એક કામ કરો કે આજે તમે નવરા છો હા તો તમે જેમ બને એમ આવી જાો કેમકે કાલથી તો અમને નવરાશ નહીં હોય પણ તો બી આ તો તમે કીધું એટલે તમારે માન રાખીએ છીએ અને આવીએ છીએ નહિંતર બહુ બધું કામ હોય છે તમે થોડું અમને સમજો એ હા તો હા પણ કઈ જગ્યાએ રેહઠાણ તો બોલો ઉમિયા નગર સોસાયટીમાં આવ્યા હતા સાચી વાત પણ એમ તો હં હં હા તો હું જોઈ લઇશ એટલે કેમ થાય ખબર છે કે અમે આ નળ ફીટ કરવાનાં કામ માટે કેટલીએ જગ્યાએ જતાં હોઈએ તો યાદ નથી રહેતાં હોતાં પણ હું જોઈ લઇશ અને ઉમિયાનગર સોસાયટીમાં ઘર નંબર ખાલી કહી દો તો હું લખી લઉં ત્રીસ ઓકે હા તો ત્રીસ ઘર નંબર અને ઉમિયાનગર હા તો અમે આવીએ બસ એ હા ચાલો હોં હા